હા અમારી વાનગીઓ વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણા બધા અમે નુસખા કરીએ છી જેમકે ખાંડવી બનાવવાની હોય તો ખાંડવી ઉપર વઘારમાં અમે તલ છે મરચાં છે કે ટોપરું છે એનો વઘાર કરીએ છીએ ચૉકલેટ કે કેક બનાવવી હોય તો ચૉકલેટને અમે લિક્વિડ કરી અને એના ઉપર અમે ગાર્નિશિંગ કરીએ છીએ ઉપરાંત અમે જો કોઈ એવી વાનગી બનાવી હોય તો જેમ કે સબ્જી છે પંજાબી સબ્જી છે કે તો એને અમે ગ્રેવીથી થી એને વઘાર કરીએ છીએ અને સલાડથી ગાર્નિશિંગ કરીએ છીએ અને કોઈ એવી બીજી વસ્તુ હોય તો એના માટે અમે જેમ કે પાત્રા છે ઢોકળા છે એના માટે અમે ગોળ આંબલીનાં પાણીથી એનો વઘાર કરીએ છીએ અને વધુ ટેસ્ટી બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને છ સૌથી વધુ ટેસ્ટી બનાવવા માટે અમારે પુ ગાર્નિશિંગ માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીએ જેમ કે કેક હોય તો તૂટીફ્રૂટીમાં કે ચૉકલેટ કે વરિયાળી પીપર જેમ્સ એનો અમે ઉપયોગ કરી શકીએ અને જો બીજી કોઈ ટેસ્ટી ફાસ્ટફૂડની વસ્તુ હોય તો એના માટે પણ અમે અલગ જેમ કે કોથમીર છે સેવ છે ડુંગળી છે ટમેટાંની બારીક કટિંગ કરી અને અમે એનો ઉપયોગ કરી શકીએ છીએ